હલ્લો હા બોલો હા બોલો બોલો ઓકે ઓકે ઓકે ક્યાં શું ક્યારે જવાનું છે શું છે પહેલાં જણાવશો હં હં ઓક્ટોબર ઓકે ઓકે ઓકે ઓકે ઓકે હં હં હં ઓકે મોસ્ટલી તો ભીડ આ મન્થ એન્ડમાં તમે જશો ને તો સારું રહેશે કેમ કે મન્થ એન્ડમાં કેવું કે મોસ્ટલી લોકો રિટર્ન આવી જતાં હોય છે તો તમે જાઓ તો તમને ફરવાની પણ મજા આવશે અને કોઈ ચિંતા જેવું રહેશે નહીં ખ્યાલ આવ્યો હા હા હા અને ટિકિટ એ બહુ સસ્તી પડશે તમને તમે અહીંથી દિલ્હી દિલ્હી એરપોર્ટથી તમારે જવું હતું દુબઇ ઓકે હં હં બરોબર હં બરોબર છે તો પછી એક કામ કરજો અહીંથી તમે અમદાવાદની લઈ લેજો બરોબર છે અમદાવાદની લઈ તમે અહીં બોલો બોલો સસ્તી આપણને અમદાવાદથી પડશે કેમ કે અમદાવાદથી કેવું છે કે આપણા કસ્ટમર ત્યાં આગળ લોકલ વધારે છે સમજો હા તો તમે કસ્ટમરને વાત કરશો ને મારું નામ દેશોને તો તમને ઓછા પણ કરી આપશે અને કોઈ ચિંતા જેવું નહીં રહે સમજો તમે હા હા હા એટલે ટિકિટની પ્રાઇસ લગભગ અઠયાવીસ હજારથી ચાલું થતી હોય છે દુબઈની અઠયાવીસથી તમારે જેવી ફ્લાઇટ જોઈએ એના ઉપર છે હા રાઇટ રાઇટ એક્સેટલી એક્સેટલી બરોબર છે

હા હા દુબઈ માટે તો તમે જે યોગ્ય લાગે એ લઈ શકો છો હા જવાય જવાય ઈઝીલી તમે જઈ શકો

હા ફૂડ પણ ઇન્ક્લુડિંગ આવે છે હા તો તમે અમદાવાદથી તમે બેસો ને તો છ સાત કલાકનો અમુક કહેતા હોય છે પણ તમને ચાર કલાકમાં બેસાડી દેશે હ ઓકે વેલકમ વેલકમ ઓકે